હા મને પોતાની અનુકૂળતા સિવાય બીજા પણ અનેક મુખ્ય પ્રકારની તક મળી જતાં હું વાત કરીશ કે મને ભરતનાટ્યમ કરતા આવડે છે હું ભરતનાટ્યમની રજૂઆત કરી છે પરંતુ મને પોતાની ભરતનાટ્યમ એ મારો મતલબ કે મારો અનુકૂળતાવાળો ડાન્સ છે જ્યારે મારે અનુકૂળતા સિવાયની વાત કરવાની હોય તો હું પોપ ડાન્સની વાત કરું છું કે તેમાં બી મને ડાન્સ મેં કરેલો છે પોપ ડાંસની અંદર જ્યારે આપણે ભરતનાટ્યમની વાત કરીએ તો એક સાંસ્કૃતિક અને કંઈ શાસ્ત્રીય ડાન્સ જેવું છે જ્યારે પોપ એ પોતાની અત્યારની જનરેસન પ્રમાણેનો ડાન્સ છે અને મને એમાં તક મળી છે અને મેં એમાં સારી રીતે પરફોર્મન્સ કર્યું છે અને મેં એવું પણ ઈચ્છું છું કે કારણ કે અત્યારની જનરેશનને પોપ સોંગ વધારે ગમે છે જ્યારે પોતાની સંસ્કૃતિનાં જે સંગીતની વાત કરીએ આપણે ભારતીય સંસ્કૃતિની તો તેમાં જે વાત કરવામાં આવે આપણી આપણા ભરતનાટ્યમની એની અંદર આપણો સંસ્કૃતિનો વારસો છુપાયેલો છે કારણ કે એને શીખવો અને એને કરવો બહુ અલગ રીત છે એમાં પરફેક્ટ એક એવા એક વ્યવસ્થિત ગુરુની જરૂર હોય છે જે આપણને સારા ગુરુ મળે ને તો આપણે એક સારા ડાન્સ નૃત્યકાર બની શકીએ છીએ અને પોપ સોંગની અંદર કેવું હોય છે કે એમાં બી આપણને ગુરુની તો જરૂર હોય જ છે પરંતુ પોતાના આઇડિયા પ્રમાણે આપણે ડાન્સ પણ કરી શકીએ છીએ અને પોતાનો ગ્રોથ પણ વધારી શકીએ છીએ કારણ કે આપણે નવી પેઢી પ્રમાણે આપણે નવી પેઢીને આપણે શીખવવું જોઈએ અને હું તો એવું ઈચ્છું છું કે આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે એ લોકોને ભરતનાટ્યમ છે એનું પણ જ્ઞાન આપવું જરૂરી છે કારણ કે એ શીખવું બહુ જરૂરી છે કારણ કે ભરતનાટ્યમની વાત કરીએ તો નટરાજ કલાકારની વાત કરવામાં આવે છે એની અંદર શરીરને લગતા બી ઘણા બધા પ્રૉબ્લેમો પણ સોલ્વ થઈ જાય છે